ગુજરાતની કાનૂની પ્રણાલી છે એ અન્ય રાજ્યો કરતાં થોડી વ્યવસ્થિત છે અહીંયા ગુનાહોનું પ્રમાણ ઓછું છે અને બીજા રાજ્યોમાં કેવું છે કે બીજા રાજ્યોમાં ભ્રષ્ટાચારને લીધે કાનૂની કાર્યવાહી છે એ વ્યવસ્થિત થતી નથી પણ ગુજરાતમાં એનું પ્રમાણ બહુ ઓછું છે ગુજરાતમાં એ કોઇપણ કાયદાનું પાલન હોય એ બહુ સારી રીતે થાય છે જેમકે અત્યારે જ સુરતનું હાલનું અત્યારનું વાત કરું તો સુરતમાં નવા કમિશ્નર આવ્યા અને એમણે રોડ સિગ્નલ્સ કમ્પલસરી ફરજિયાત કરાવી દીધા કે રોડ સિગ્નલ્સ પર કોઈ ટ્રાફિક પોલીસ છે કે નથી એની સાથે મતલબ નથી પણ ટ્રાફિક સિગ્નલ રેડ છે એટલે તમારે સ્ટોપ લાઈનની પાછળ ઊભું રહેવાનું એટલે રહેવાનું જ અને એનું વ્યવસ્થિત પાલન જનતા પણ લોકો પણ એનું વ્યવસ્થિત પાલન કરે છે એવી જ રીતે બીજા સરકારી જે કાયદાઓ છે એનું પાલન પણ લોકો બીજા રાજ્યો કરતાં અહીંયા વ્યવસ્થિત રીતે થાય છે જેમકે અલગ અલગ પ્રકારની સબસિડીના લાભ મળતા હોય ને એ બધું છે તો એમાં વ્યવસ્થિત રીતે પોતાના જે ડોક્યુમેન્ટ્સ હોય પુરાવો હોય એ આપીને લાભ લે છે એમાં વચ્ચે ભ્રષ્ટાચારની વસ્તુ જે આજથી દસ પંદર વર્ષ વીસ વરસ પહેલાં હતી એ બહુ ઓછી થઈ ગઈ છે એના લીધે ગુજરાત છે એ બીજા રાજ્યો કરતાં થોડુંક સારું અને સુખી કહી શકાય એવું રાજ્ય છે